ગુજરાતી ભાષાની જાળવણી અને પ્રચાર માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે જેમાં પહેલો વહેલો તો શિક્ષણ છે ગુજરાતી ભાષામાં શિક્ષણ સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીમાં આપવામાં આવે છે જેથી બધા જ વિધાર્થીઓ પોતાની માતૃભાષા ગુજરાતી ભાજા ભાષાથી પરિચિત રહે પછી સાહિત્ય ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકાર જેમકે કવિતા નાટક નવલકથાઓ લઘુ કથાઓ એ બધા જ ગુજરાતી ભાષાની જાળવણીમાં મદદ કરતા રહે છે ગુજરાતી વાર્તાઓ ખૂબ જ લોકપ્રિય છે તે પૂર્તિઓમાં કે મેગેઝીનોમાં છાપવામાં આવે છે જેથી નાના બાળકોથી લઈ અને મોટા લોકો સુધી ગુજરાતીમાં લેખ અને વાર્તાઓ વગેરે વાંચે છે તેથી ગુજરાતી ભાષાની લોકપ્રિયતા જાળવણી જળવાઈ રહે છે પછી ગુજરાતી ન્યૂઝ ચેનલ્સ છે મોટા ભાગના લોકો ન્યૂઝ જોતા હોય છે અને ઘરડા લોકો વધારે ગુજરાતી ભાષામાં જોવાનું પસંદ કરે છે તો તેમની માટે ગુજરાતીમાં ન્યૂઝ આવે છે રેડિયો સ્ટેશન્સ અને ગુજરાતી પેપર એ ગુજરાતી ભાષાની જાળવણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી મૂવીઝ અને સિરિયલ ગુજરાતી ભાષાની લોકપ્રિયતા ની વૃદ્ધિ કરતા રહે છે એની પછી સામુદાયિક કાર્યક્રમો જેવા કે ગુજરાતી ભાષા દિવસ કે ગુજરાતી સંમેલન અને ગુજરાતી કવિ સંમેલન વગેરેમાં મોટાભાગના લોકો ને ભાગ લે તેવી તેવા પ્રયત્નો કરવામાં આવે છે જેનાથી ગુજરાતી ભાષાની જાળવણી થાય છે અને પ્રચાર થાય છે અને લોકોને ગુજરાતીમાં કવિતાઓ કે લેખો લખવા માટે પણ વધારે પ્રોત્સાહન દેવામાં આવે છે અને જેનાથી લોકોની ગુજરાતી ભાષાની કળાઓ પણ વિકસે છે પછી ગુજરાતી ભાષાના ઓનલાઈન ક્લાઇસી યુટ્યુબ ચેનલ અને સોસિયલ મીડિયા ગ્રુપ એ બધા ગુજરાતી ા ભાષાની જાળવણી અને પ્રચારમાં મદદરૂપ થાય છે પછી ગુજરાતી ભાષાઓ સબંધી સંસ્થાઓ છે તે પણ તેના પ્રચાર માટે મદદ કરે છે અને ગુજરાતી સાહિત્ય એકેડેમી ગુજરાતી સાહિત્ય પરિસદ ભારતીય ભાષા પરિષદ આ બધી જ સંસ્થાઓ ગુજરાતી ભાષાની જાળવણીમાં મદદરૂપ થાય છે પછી સરકારી પ્રયાસ પણ ગુજરાતી ભાષાની જાળવણી માટે કરવામાં આવે છે ગુજરાત સરકાર ગુજરાતી ભાષાની જાળવણી અને પ્રચાર માટે વિવિધ પ્રયાસો કરતાં રહે છે જેમકે ગુજરાતી ભાષાના શિક્ષણ માટે અનુદાન આપે ગુજરાતી સાહિત્યના પ્રચાર માટે અનુદાન આપે તેનાથી પણ ગુજરાતી ભાષાની જાળવણી થઈ રહે છે અને લોકો ગુજરાતી ભાષાથી પરિચિત થતાં રહે છે વિશ્વ વિદ્યાલયમાં પણ ગુજરાતી ભાષા અને સાહિત્યનો અધ્યયન કરવામાં આવે છે પછી આપણી જે આપણા તહેવારો છે જેમકે ગરબા ડાંડિયારાસ પછી ભજન ગુજરાતી ભાષાની જાળવણીમાં મદદ કરતાં રહે છે અને ગુજરાતી ભાષાની જાળવણીમાં લોકોને પણ અનેક રીતે જોડી શકાય છે જેમકે તેમને અલગ અલગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાનું કહી શકાય છે કલ્ચરલ ઇવેન્ટ્સ હોય તહેવારો હોય મેળાઓ હોય પછી ગુજરાતી લેંગ્વેજ અને કલ્ચરને ફોકસ કરીને ગ્રુપ બનાવી શકાય અને તેમના એ બધાંયને ગ્રૂપમાં સાથે મળીને તેની માટે કાર્ય કાર્ય કરવામાં આવે લેંગ્વેજ એક્સ્ચેન્જના કાર્યક્રમો લેંગ્વેજ એક્સ્ચેન્જના કાર્યક્રમોની રચના કરી શકાય પછી ગુજરાતી ભાષા દિવસ ભાષા દિવસ કે ગુજરાતી સાહિત્ય સંમેલન કવિ સંમેલન એ બધામાં બધાજને ભાગ લેવા માટે પ્રોત્સાહન આપીને પણ ગુજરાતી ભાષાની જાળવણી અને પ્રચાર થઈ શકે છે